સરકાર દ્વારા મોરબી જિલ્લામાં અલગ અલગ પ્રકારની યોજનાઓ ચલાવવામાં આવે છે અને ઘણી બધી એવી યોજનાઓ હોય છે કે જેની પહેલ અમારા મોરબી જિલ્લાઓમાંથી થઇ હોય છે ખાસ કરીને વાત કરીએ તો હમણા દિવ્યાંગ ક્ષેત્રે કામ કરતી સરકારી એજન્સી જિલ્લા સમાજ સુરક્ષાની કચેરી દ્વારા હમણાં જ મંદબુદ્ધિનાં જે બાળકો હોય છે એ બાળકોને દર મહિને એક હજાર રૂપિયાનું પેન્શન આપવામાં મોરબી આજે અગ્રેસર જિલ્લો બની ગયો છે અને મોરબીના દિવ્યાંગ લોકોને આજે દર મહિને એક હજારનું પેન્શન આપવામાં આવે છે એવી જ રીતે શિક્ષણનું કાર્ય હોય તો શિક્ષણમાં પણ ઘણી બધી એવી હરણફાળ મોરબી જિલ્લામાં ભરી છે કે આજે મોરબીનું શિક્ષણ જે છે એ રાજ્યમાં પ્રથમ ક્રમાંકમાં આવે છે ખાસ કરીને વાત કરી કે દીકરીઓ માટેની જે પણ યોજનાઓ હોય જેમ કે બેટી પઢાવો અને બેટી આગળ વધાવો એવા અનેક પ્રકારના કાર્યક્રમો મોરબી જિલ્લામાં અં થયા છે અને જેથી લોકોના માનસ ઉપર એની ઘેરી અસર થઇ અને લોકો જાગૃત થયા છે